એની પાસે આર્થિક સ્થિતિ સારી ન હોય તો પણ સરકાર આ રીતે સહાય રૂપ થાય છે અને દર્દી ખૂબ સારી ટ્રીટમેન્ટ લઈને સારો થાય છે અને એમને આ રીતે એમને જીવન દાન મળે છે આ રીતે દેશના માનવીને માટે સરકાર જે કંઈ કરી રહી છે તે ખૂબ જ સારું આપણા દેશ માટે કહેવાય એ મારો સુઝાવ છે